રાજકીય જૂથો ટુર્નામેન્ટનું આયોજન કરી શકે છે જેમ કે બે રાજકીય જૂથ જેમ કે કોંગ્રેસ અને ભાજપ તે બંને ટુર્નામેન્ટનું આયોજન કરી શકે છે તે બંને અલગ અલગ ટીમ બનાવીને ટુર્નામેન્ટ કરીને પછી જે ક્રિકેટ રમવા રમાડીને આયોજન કરવાનું હોય છે જેમાં કોઇપણ ટીમ જીતે તેને પાંચ લાખ ઇનામ આપીને આપવાનું હોય છે તેનું આયોજન રાજકીય જૂથ દ્વારા કરવામાં આવે છે અને તે જૂથ સારી રીતે ટુર્નામેન્ટ આયોજન કરે છે